હા ડોક્ટર સાહેબ હા મારે તમારાથી એક વાત કરવી હતી કે માર મારે એક વરસનો બાબો છે હા તો એ શું છે કે એનો બાંધો બહુ પાતળો છે એમ એને શું છે કે વજન એનો વધતો નથી અને એકદમ દેખાવમાં એકદમ પાતળો છે ને દિવસે દિવસે વજન ઓછું થતું જાય છે હા એક વરસનો છે હવે હવે એ વખત ડોક્ટર સાહેબ શું છે કે ચાર કિલોનો હતો જેમ જેમ મહિના મહિના મોટો થતો ગયો એમ એમ એનું વજન ઓછું થતું ગયું હા પણ એની ખોરાક બી નથી ખાવાપીવામાં બહુ એકદમ એ છે હા અને ખોરાક બી એનું ઓછું છે અત્યારે એનું વજન અઢી કિલો છે એક વરસનો થયો છે હા દોઢ કિલો નાસ્તામાં તો શું છે કે રોટલી ખાય છે એક કપ ચા અને રોટલી ખાય છે ને બપોરે બી શું છે બપોરે શું છે કે બપોરે બી બે રોટ બે ત્રણ રોટલા ખાય છે હા ને સાંજે શાક ને ખીચડી ના ના એની પાચનશકિત તો મજબૂત છે હા હા હા હા હા હા હા હા પાચનક્રિયા તો એની બરાબર છે ખાવા પીવાનુંય બરાબર છે દિવસે દિવસે એનું વજન ઘટતું જાય છે હા હા બરાબર હા બરાબર ના ના ના કંઈ દવા ગો કોઈ દવા ગોળી નથી ખાતો ના ના ના કોઈ ડોક્ટર નથી બતાવ્યો અચ્છા શું છે કે આ તો શું છે ડોક્ટર સાહેબ કે એની રમ રમવાની બી ક્રિયા એની બહુ ઓછી છે એક જગ્યાએ બેસી રહે છે ને બહાર બધાને જોયા કરે છે

હા તો કેટલા વાગ્યે આવું તમે કહો ડોક્ટર સાહેબ ઓકે ઓકે ઓકે ઓકે